હેલો તમે ખેડુત વિભાગમાંથી બોલો છો હા તાજેતરમાં જ મેં મારા ઘઉંના પાક માટે વીમા કંપનીની અરજી દાખલ કરી છે હા મારો એપ્લિકેશન નંબર એંશી બોત્તેર સત્તાનું પંચ્યાસી હા તો મને એની અપડેટ મળી શકે છે ઓકે થેન્ક યુ